આમ તો ગુજરાતમાં લોકગીતો અને લોક કલાકારોનો ભંડાર છે ઘણા બધા લોકગીતો અને લોક કલાકારો અહીંયાં ફેમસ થઈ ગએલા છે પણ મુખ્યત્વે જોવા જઈએ તો કીર્તીદાન ગઢવી ઓસમાન મીર કિંજલ દવે ગીતા રબારી ફાલ્ગુની પાઠક ભીખુદાન ગઢવી હેમંત ચૌહાણ આ લોકો ખૂબ જ પ્રસિદ્ધ લોકગાયક છે ખાસ કરીને ઓસમાન મીરનું જે મોર બની થનગાટ કરે ગીત ખૂબ જ પ્રસિદ્ધ થએલું છે અને આ ગીત હિન્દી ફિલ્મમાં સુ સંજય લીલા ભ ભણસાલી એ પણ વાપરેલું છે આના સિવાય કિંજલ દવે એનો ફેમસ ગરબા ચાર ચાર બંગળીવાળો એ ખૂબ જ ફેમસ અને પ્રસિદ્ધ થએલો છે એ ગુજરાતમાં જ નહીં પણ આખા વર્લ્ડમાં એની ધૂમ મચેલી છે